હેલો હા સર આપ પીએમ કેવીવાયસી ઓફિસમાંથી વાત કરો છો મેં થોડા સમય પહેલાં તાલીમ કાર્યક્રમ માટે અરજી કરી હતી પણ મને તેનો કોઈ જવાબ મળ્યો નથી હા તો તમે એમાં મારી મદદ કરી શકો છો હા તો સર હું તમને મારી આઇડીસ નંબર બતાવી શકું છું હા તો મારો આઈડી નંબર સાંભળો બી એમ એક નવ પાંચ સાત છે અને મારા બેન્ક ખાતાના છેલ્લા ચાર અંક ત્રણ સાત અગિયાર છે મને મારી અરજી વિશે જણાવવા વિનંતી કરશો મારે તેમાં તમે સર મદદ થોડી કરો તો સારું કહેવાય મારી આટલી તમને રિક્વેસ્ટ છે